મારા મમ્મી પપ્પા અને દાદા દાદીમાં મારા મમ્મી પપ્પા દસ અને બાર ધોરણ ભણેલાં છે અને દાદા દાદી તો એટલું બધું ભણેલાં નહોતાં પાંચ ધોરણ સુધી ભણેલાં હતાં અને તેઓ જયારે યુવાન હતાં ત્યારે એટલી બધી શિક્ષણની સારી તકો નહોતી સરકારી શાળા હતી ગામડાઓમાં અને ત્યાં કંઈ ખાસ કોઈ એવું ધ્યાન આપવામાં આવતું નહોતું અને એ વખતે પડકારો વધારે પડતા તો વાહન વ્યવહારના હતા કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની તકલીફો હતી પછી ફોન અને મોબાઈલ ત્યારે ઉપલબ્ધ નહોતા તો આ બધી પરિસ્થતિઓમાં મને લાગે છે બહુ બધો સુધારો આવી ગયો કે ભાઈ એક ફોનથી તરત જ તમે ફોન કરી અને દૂરના વ્યક્તિને સાંભળી શકો છો જોઈ શકો છો વિડિઓ કોલ કરો ત્યાંની પરિસ્થિતિ તમે જોઈ શકો છો અને વાહનોની પરિસ્થિતિ ખૂબ સારી અત્યારે થઈ ગઈ છે રસ્તાઓ અત્યારે ખૂબ સારા બની ગયા છે ટ્રેન છે બસ છે અને એરોપ્લેન છે આ બધામાં ખૂબ એટલે ખૂબ સુધારો આવ્યો છે